દોડવા બાબતે તો ગરમીની જો વાત કરું તો ગરમીમાં ન દોડવું જોઈએ કારણ કે વધારે ગરમીથી જો તમે દોડો અને ગરમીમાં દોડો તો તમારા તમને ચક્કર આવી શકે છે અને તેનાથી તમે પડી જાઓ અને તમને હાની પડવાની શક્યતા વધી જાય છે ઠંડીમાં દોડવાની વાત કરું તો ઠંડીમાં તો દોડવું જ જોઈએ જેનાથી તમારું શરીર છે એ તંદુરસ્ત બને અને દોડવા અને સવારે વહેલી વહેલું દોડો તો સૌથી સારું અને વાત કરું જો દોડવાની વરસાદમાં તો વરસાદમાં ધ્યાન રાખવું જોઈએ અને બને તો લીલા ઘાસમાં દોડવું જોઈએ કારણ કે જો લીલા ઘાસમાં દોડો તો તેનાથી તમારી આંખો તંદુરસ્ત રહે શરીર તો તંદુરસ્ત રહેજ પણ આંખો તંદુરસ્ત વધારે રહે અને ધ્યાન એટલું રાખવું જોઈએ વરસાદમાં કે જ્યાં પાણી હોય ત્યાં ન દોડવું જોઈએ ભાગા દોડી ન કરવી જોઈએ કારણ કે જો ત્યાં દોડો તો તમે પડવા પડી જાઓ છો અને તેનાથી તમારા શરીરને હાની પહોંચે છે તો એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ